અમારા વિસ્તારમાં ઘણા બધા એવા લોકો છે કે જે દૃઢપણે અંધશ્રદ્ધામાં માને છે જેમ કે ઘણાં બધા લોકો માને છે કે ભૂત ભૂત હોય છે પછી ચુડેલ હોય છે ડાકણ હોય છે એવી ઘણી બધી અંધશ્રદ્ધાઓમાં માનતા હોય છે પણ આવું બધું કંઈ હોતું નથી તો પણ લોકો માને છે અને તેમનાથી ડરે છે રાતે કંઇ નીકળ્યા હોય તો કંઇ કૂતરાથી ડરી જાય અને કહે કે ભૂત જોયું એવી બધી ઘણી બધી અંધશ્રદ્ધાઓમાં માનતા હોય છે અમારા વિસ્તારમાં પણ ઘણા બધા લોકો અંધશ્રદ્ધામાં માને છે